હા અમારા વિસ્તારમાં ગલતેશ્વર કરીને જળ સ્થળ આવેલું છે એક નદી છે અને એમની જાળવણી બહુ ખૂબ જ સારી કરી છે સરકારે એમાં આપણે સ્નાન કરી શકીએ છીએ એની સુવિધા પણ સારી છે સરકારે બોટની સુવિધા પણ કરી છે અને નદીની આસપાસ ધાર્મિક સ્થળો પણ આવેલા છે